ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં આર્થિક રીતે પછાત વ્યક્તિથી માંડીને સવર્ણથી માંડીને કોઈ પણ વ્યક્તિ સરસ રીતે શિક્ષણ મેળવી શકે એ માટે થઈને સરકાર પૂરતા પગલાં લઈ રહી છે વિવિધ આંગણવાડીઓ અને મહાનગરપાલિકાની નગરપાલિકાઓની શાળાઓમાં એ માટેની પણ ખાસ સુવિધા હોય છે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે શિક્ષણ છે આ પ્રાથમિક કક્ષાના શિક્ષણમાં તો વિદ્યાર્થીઓ માટે યુનિફોમ પણ ફ્રી આપવામાં આવે છે અને કેટલીક સરકારી શાળાઓમાં મધ્યાન ભોજનની વ્યવસ્થા પણ છે અને ખાસ કરીને કન્યા કેળવણી માટે થઈને ખૂબ મોટો ભાર આપવામાં આવે છે અને એ માટે ખાસ કન્યા કેળવણી તો લગભગ વિના મૂલ્યે જ છે અને એ માટે સ્કોલરશીપ પણ આપવામાં આવે છે એ સિવાય એ એ લોકોને સાઈકલ પણ લઈ આપવા માટેની સુવિધા છે સરકાર તરફથી આપવામાં આવે છે પાઠ્ય પુસ્તકો વિના મૂલ્યે મળે છે યુનિફોર્મ ગણવેશ જે છે એ પણ વિના મૂલ્યે એ લોકોને આપવામાં આવતો હોય છે અને પ્રાથમિક શાળા એટલે પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક એમાં સેલ ફાઇનાન્સ સ્કૂલોની જેમ જ બાળકો સરકારી શાળામાં પણ અભ્યાસ મા મેળવી શકે અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ માટે કેટલીક શાળાઓ તો સરકાર દ્વારા જે તૈયાર થઈ છે એમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ છે અને એમાં પણ એ ભાર આપવામાં આવે છે કે સ્માર્ટ ક્લાસીથી માંડીને બધી જ ફેસલિટી હોય જેથી દરેક તબક્કાના દરેક વર્ગના લોકો છે એ સમાન સ્તરે શિક્ષણ મેળવી શકે